ગુજરાતી જે તીખું અને ચટપટું ખાવાના શોખીન છે ગુજરાતી ની મોટાભાગની વાનગીઓ જેમકે થેપલા ગુજરાતી શાક હાંડવો ઢોકળા વગેરે મસાલા સિવાય ફીકા લાગે છે અને ગુજરાતી આ ખાણામાં વધુ પડતા મસાલાનો ઉપયોગ થાયે છે જેમકે મરચું હળદર મરી વગેરે વગેરે અને ગુજરાતી મીઠાઈઓ પણ એટલી જાણીતી છે ગુજરાતી મીઠાઈઓ વધુ પ્રમાણમાં મીઠી હોય છે તેમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે અને અમુક મીઠાઈઓમાં ગોળનો ઉપયોગ પણ કરવામાં આવે છે અને તે ખૂબ જ પ્રમાણમાં સ્વાદીષ્ટ હોય છે અને ગુજરાતી રેગ્યુલર ખાણામાં શાક અને રોટલી ખિચડી દાળ ભાત વગેરે વગેરે વાપરવામાં આવે છે જેમાં ખુબ વધુ પ્રમાણમાં મસાલાનો ઉપયોગ થાયે છે જેથી તે તીખું અને ચટપટું બની શકે